આવો બેન કેમ છો નથી બરાબર તબિયત બરાબર છે શું થઈ ગયું વળી તમને બરાબર બરાબર ક્યારે હમણાં એક બે દિવસથી થયું કે હજી થોડાક વધારે દિવસ થઇ ગયા બરાબર આટલું બેદરકાર ના રહેવું જોઈએ બેન જેટલું તમને જયારે પણ કંઈક પ્રૉબ્લેમ થાય તમારે તરત જ દવાખાને આવી જવું જોઈએ ઠીક છે હવે વાંધો નઈ એક મિનીટ તમારો હાથ લાવજો બ્લડ પ્રેશર તમારું પહેલાં તો ચેક કરી લઉં બરાબર બરાબર છે આમ તો બ્લડ પ્રેશર તમારું ઠીક છે હવે લાવો જરા પાછળ ફરજો પાછળથી તમારું થોડું પલ્સ વગરે ચેક કરવું પડશે અચ્છા ઠીક છે કંઈ વાંધો નથી બીજી તો કંઈ વધારે મને પ્રોબ્લેમ લાગતી નથી પણ હવે એવું તમારું શરીર જોઇને એમ લાગે છે કે જી જી જી જી જી જી એ જ કહેવા માગતો હતો હવે તમે જે આ છે તમે પહેલાં ટેન્શન લેવાનું બંધ કરી દો તમે કામનું કે બીજું કોઇ એક્સ વાય ઝેડ ટેન્શન લેતા હોય તો એ બંધ કરી દો કારણ કે હજી હવેનાં જીવનમાં લોકોને સ્ટ્રેસ વધી ગયો છે એનાં કારણે ઘણી બધી બીમારીઓ પણ થતી હોય છે બરાબર એટલે પહેલાં તો ટેન્શન લેવાનું માનસિક રીતે તમે એક વખત સર બરાબર થઇ જશો તો પછી તમારું શરીર પણ સારું રહેશે શારીરિ શારીરિક રીતે પણ તમે ખૂબ સારી રીતે પ્રગતિ કરી શકશો બરાબર પછી હવે તમને કહેવાની એક વાત એ કે મેં તમારું બ્લડ પણ લેવડાવી લઉં છું એક વખત અને આપણે એક વખત થોડાક જી જી જી એટલા એટલા એટલા માટે જ એટલા માટે જ બ્લડ લેવાનું મેં તમને એટલે જ કીધું એક વાર તમારું હિમોગ્લોબિન ટેસ્ટ કરાવી લઈએ અને એવું લાગે છે કે થોડું બ્લડની કમી હોય ત્યારે પણ આવું થઇ શકે છે એકવાર હીમોગ્લોબિન ટેસ્ટ કરાવી લઈએ અને તમે થોડું ફ્રૂટ ને એવું બધું ખાવાનું રાખો શું છે કે હવે ટેન્શન ડીપ્રેશન આ તે બધું થાય એના કરતાં હવેનાં છોકરાને બધાને હું આ વસ્તુ કહેતો હોઉં છું બધાએ ફ્રૂટ બી ખાવું જોઈએ અને થોડુંક શારીરિક શ્રમ પણ કરવો જોઈએ બરાબર છે તો તમારે છે ને થોડુંક ધ્યાન રાખવાની જરૂર છે શું કહો છો હા એ પેલા ભઈ હમણાં આવે ને એટલે એકવાર તમારું બ્લડ લઇ લે પછી હું એકવાર રીપોર્ટ જોઈ લઉં ને એટલે શું અશક્તિ તો ઘણી આવી ગઈ છે તમારામાં એવું મને લાગે છે એટલા માટે એક બે બોટલ્સ તો ચઢાવી દઈએ આપણે અત્યારે પણ પછી તો એક વખત જે એક્ઝેક્ટ આપણે જે કહીએ ને કે એક વખત આ રીપોર્ટ આવી જશે ને પછી હું પ્રોપરલી નિદાન કરી શકીશ આપનું સમજો છો એટલે ના ના બસ બસ તમે હવે અહીં આવી ગયા એટલે પૂરું જ હોય ને પછી ઠીક થઇ જ જાવ પછી બરાબર છે એટલે કંઈ વધારે ટેન્શન ના કરશો જલ્દીથી તમને હમણાં બરાબર કરી દઇશું હવે બીજું એક તમને એ પણ કહેવાનું હતું જે ગયા વખતે જે તમે આવ્યાં હતાં ને મેં તમને ખબર છે ગઈ વખતે મારા ખ્યાલથી વીસ પચીસ દિવસ પહેલાં તમે આવ્યાં હતાં ત્યારે પણ મેં તમને પેલી દવા લખી આપી હતી ટેબ્લેટ હતી બરાબર નોપીસીકા નામક નામની એક ટેબ્લેટ હતી નોપીસીકા ફાઇવ હન્ડ્રેડ તો એ તમે લો છો પ્રોપરલી એ તમારે લેવાની ખૂબ જરૂર છે કારણ કે બરાબર છે ના પણ તમારા હસબંડ તમને ખૂબ કામ કરાવે છે મને ખબર છે આ બધું ઓછું કરી નાખો એમને કહીએ કામ ભઈ ઓછું કરો ઓછું કામ રાખો તમે જે લિમિટમાં શરીરનાં પ્રમાણે શરીર આપણું જેટલું કરી શકે એનાથી વધારે પછી આપણે એની પાસેથી જયારે કામ લેવા જઈએ ને ત્યારે પછી શરીર થાકી જાય શરીર થાકે એટલે પછી આપણામાં પ્રોબ્લેમ્સ આવે જ ઘણાં બધા પ્રોબ્લેમ્સ આવે પણ હવે કંઈ વાંધો નથી બીજી વખત આપણે હવે ધ્યાન રાખજો આ બધી વસ્તુઓનું અને હવે અત્યારે તમારો રીપોર્ટ પણ મારા ખ્યાલથી આવી ગયો છે પેલો છોકરો આવી ગયો છે જોઈએ છે પછી આપણે અને સાથે હું તમને બીજી ના ના અહીંયા અહીંયા અહીયાં જ કરવાનું હોય ને અને તમને કહું છું કે બીજું મેં છે ને બીજી દવાઓ પણ લખી આપી છે ફટાફટથી દવાઓ લઇ આવો ને હમણાં જ છે ને હમણાં જ જમીને પછી એ દવા લેવાનું સ્ટાર્ટ કરી દો એટલે હમણાં બે દિવસમાં રીકવર થઇ જશે કંઈ પ્રોબ્લેમ નથી બરાબર બીજી ઠીક છે ભલે ઓકે ઓકે ઓકે